યસ મેમ યસ યસ યસ મેડમ અચ્છા મતલબ મેડમ એ ઘરે કાઇ માક્સનું કાઈ એડિસ્કશન એવું કંઈ થયું હોય ઘરે કંઈ એવું કંઈ વાતાવરણમાં ચેન્જ થયું હોય એવું કંઈ ખરું બાકી અહીંયા તો અહીંયા તો એકેડમી ગ્રોથ બહુ જ સારો છે કંપેરેટિવલી પહેલા કરતાં એનું ખાસું ઈમ્પ્રુવમેન્ટ છે મેડમ મેડમ કદાચ યસ યસ મેડમ કદાચ ટીન એન્જમાં છે મેડમ પહેલા હોર્મોન હોર્મોન બેલેન્સ ઘણું થતું હોય અત્યારે એટલે મેન્સટ્રલ સાઇકલ જે સ્ટાર્ટ થતી હોય એના લીધે પણ એવું બને હોર્મોનલ ઇનબેલેન્સના લીધે આપણે એના પ્રોપર જેવા ઈમોશન આપણે સમજી ન શકતા હોય અને એવું લાગતું હોય કે મારી વાત કોઈ સમજી નહીં શકે એટલે એનું જે રીએક્શન છે એ ચિડિયો સ્વભાવ થઈ જતો હોય કદાચ એવું બને એમ એટલે પછી પોતાની જાતને એ જ્યારે બાળક મેડમ એક્સપ્રેસ ના કરી શકે તો પછી એના ઓપ્શન શું લેશે કે ભઈ મોબાઈલ ફોન એટલે એનો મોસ્ટ ઓફ ટાઈમ છે એટલે બધી એનું જે ડાઈવર્ઝન માઈન્ડ ડાઇવર્ટ કરવા માટે એ કોઈ પણ સહારો લેશે બાકી અહીંયા તો એનું ગ્રુપ પણ ખાસું સારું છે એનું ઈનવોલમેન્ટ પણ બધી જગ્યાએ હોય છે એવું તો કઈ જ નથી કે જેના લીધે આપણે પેલું સમજી શકીએ ઈ એનું જે તમે જે કયો છો ઘરે ગુસ્સો કરે છે ચીડિયો સ્વભાવ થઈ ગયો છે એ અહીંયા સ્કૂલમાં જોવા મળે

હા મેડમ અહીંયા તો કોઈ જ ટાઈમનું એવો ઈસ્યુ નથી આપણો કહી શકીએ કે ના તમે મેન્ટલ હેલ્થનું કહો છો એ કદાચ કદાચ એવું બને મેડમ એને કંઈ પર્સનલ લાઈફમાં કંઈ એવું કાઇ પણ થયું હોય ફ્રેન્ડ સર્કલમાં કે નાનો મોટો ઝગડો થયો હોય કે ફ્રેન્ડ્સમાં બેસ્ટ ફ્રેન્ડ્સ હોય એમાં એને વસ્તુને લાગે આવી હોય અન એના લીધે બિહેરવિયરમાં આપને અટલું ચેન્જ દેખાતું હોય એવું હોય તો એક એવું કરો એક વાર એની જોડે શાંતિથી બેસીને તમે કેસોર થાય ડિસક્સ કરો કે શું ચાલે છે લાઈફમાં કે કેમ છે બેટા એમ કરીને એકવાર સાથે બાર જમવા જાવ તો કદાચ આપણે એને વધારે સારી રીતે સમજી શકીએ છતાં પણ એવું કંઈ લાગે તો મેડમ તમે તમારે બિન્દાસ એવું હોય તો સ્કૂલ પર એકવાર વિજિટ કરો સ્કૂલ પર આવો આપણે મળીએ બેસીને વાત કરીએ અને હું મારી સાઇડથી પણ ટ્રાય કરું જાણવાની એવું શું થયુ છે હેનસીને કેનામાં એટલો ચેન્જ દેખાય છે ઓકે યસ ઓકે મેડમ ચલો બાય મેડમ થેન્ક યૂ